અમે દાળ અને ભાત બનાવીએ છીએ તેની અંદર દાળનો સ્વાદ બદલવા માટે અમારે ઘેર કોઈપણ મહેમાન આવ્યું હોય એની માંહી અથાણાંનો મસાલો સંભાર દાળ ભાતનો ટેસ્ટ માટે અમે દાળને ટેસ્ટ બનાવી અને મહેમાનને અમે જમાડીએ છીએ